હલો ગુડ ઈવનિંગ પ્રદીપ વાત કરો છો હા આ પેલું તમારે કેબ અવેલેબલ હશે રાજકોટ ટૂ અહેમદબાદ મેં તો ટ્રાવેલ કરેલું છે તો રાજકોટમાં એવી કઈ પ્લેસ છે કે જે હું ફરી શકું છું અને તમારા પ્રાઇસ ને એ બધું કેવી રીતે છે યસ ફિફટીન ડેઝ માટે પંદર દિવસ માટે

હ છે ઓકે

હમ તો બી સર બહુ કોસ્ટલી થાય છે થોડું એવું તો તમારે કરવું પડશે કેમકે ફિફટીન ડેઝ છે બીકોઝ એટલે ઓકે એતો કંઇ વાંધો નથી ચાલો હું જોઉ છું અને હું તમને કહીશ તમે ક્યાં ક્યાં પ્લેસ કીધા મને ઓકે બરાબર છે અને તમારી પાસે કઈ અવેલેબલ હશે ગાડીમાં બરાબર છે ઓકે સારું ચાલો હું તમને કોલ બેક આપું છું બરાબર સર ઓકે